હલો હા નિલેષભાઈ આપણે તમે હાલમાં કેવા પ્રકારની ખેતી કરી રહ્યા છો ને કેવી પધ્ધતિથી કરી રહ્યા છો શું આપના આપ આપ મને જણાવી શકો છો હા

બરાબર છે બરાબર તો આવું કરવા કરતાં તમે એવું કરો હું કહું છું એ પ્રમાણે હાલમાં ટેકનોલોજી ખૂબ આગળ વધેલી છે બરાબર ખેતી ક્ષેત્રે તો તમે ટુબેલ કરાવો વિટ ડ્રિપ કરાવો સિંચાઈ પધ્ધતિ ટપક સિંચાઈ પધ્ધતિ કરીને આવે છે જેને કહે છે આપણે ખેતીની ભાષામાં કહીએ છે ડ્રિપ કહેવાય એને જેનાથી તમારો સમય પણ બચશે અને તમારો ટાઈમિંગ પણ બચશે પ્લસ તમારા પૈસા બચશે જેમાં તમારે કશું જ હા હા તો એના એના એના માટે એના માટે સરકાર સબસીડી પણ આપે છે ને એટલે સરકાર સબસીડી પણ આપશે તમે ઑફિસિયલી રીતે કામ કરશો તો તમને એના માટે સબસીડી પણ પ્રોવાઇડ કરવામાં આવે છે તો એના માટે ઑફિશિયલી કામ કરો અને એના માટે તમારો ટાઈમિંગ પણ બચશે હવે આ વાત થઈ તમે બળદ રાખો છો બરાબર છે તો બળદથી જે કામ બે દિવસમાં કરો છો ને એ કામ ખાલી તમારું કામ ચાર ત્રણ થી ચાર કલાકમાં થઇ જશે એ એનું એ શેનાથી થશે કે એક ટ્રેક્ટર રાખવું પડે તમારે ટ્રેક્ટરથી બધી ઓટોમેટિક સિસ્ટમ હોય અને હવે તો તમારે ખેતર જવાની પણ જરૂર ના પડે કારણ કે મોટર જે ટ્યુબવેલ જે તમારો જે છે એ બંધ ચાલુ એ પણ મોબાઈલથી તમે કરી શકો છો એ સિસ્ટમ

હા એના એના માટે તમે હા એના માટે તમે છે ને ટ્રાયબલ એરિયામાંથી વાત કરી રહ્યા છો હાલમાં બરાબર છે તો ટ્રાયબલ એરિયા માટે ખૂબ ઘણું બધુ સરકાર અત્યારે કરી રહી છે તો તમે ટ્રાયબલ એરિયા માટે બેંકોમાં જઈને ઇન્ક્વાયરી કરી શકો છો તમે તમને ઘણા બધા બેનિફિટ થઇ શકશે તો આપણે અને વધુ માહિતી હું તમને રૂબરૂમાં આવીને આપીશ ઓકે ઓકે થેન્ક યૂ